હા મને લાગે છે કે આપણા યુવાનોને રમતગમતમાં ભાગ લેવા પૂરતું પ્રોત્સાહન નહીં આપી સ આપવામાં આવતું એમકે એક એમાંથી હોઈ શકે કે એ આર્થિક સમસ્યાઓ હોય ઘણી વાર યુવાનોને અને તેમના પરિવારને રમતગમત માટે જરૂરી સાધનો અને તાલીમ માટે ખર્ચ થવા પડે છે જે બધા માટે સરળ નથી હોતું બીજું કે અમુક લોકોમાં જાણકારી ઓછી હોય છે જેમાં યુવાનો અને તેમના પરિવારને રમતગમતના ફાયદા અને એમાં કરિયરના વિકલ્પો નથી ખબર હોતા બીજું છે એમનું શિક્ષણનું દબાણ જેમકે શાળાઓ અને કોલેજમાં વિદ્યાર્થી પર અભ્યાસ દબાણ વધારે હોય છે જે તેમને રમતગમત અને શારીરિક પ્રવૃતિઓથી દૂર રાખે છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર અને ખાનગી ક્ષેત્રે બંનેએ મળીને કામ કરવું જોઈએ રમતગમતની સુવિધાઓ સુધારવી જોઈએ આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ અને માહિતી અને જાગૃત કાર્યક્રમો પણ એના માટે રાખવા જોઈએ શિક્ષણાંક સિસ્ટમમાં પણ આવા કાર્યક્રમો અમલમાં લાવવું જોઈએ જે રમતગમત અને અભ્યાસને સંતુલન કરી શકે